આજથી પચાસ વર્ષ પહેલાં કે અહીંયા સુરત ગુજરાતમાં તમામ શાળાઓ ગુજરાતીમાં ગુજરાતી વિષય સાથે જ ભણાવાતી હતી દરેક વિષયો પણ ગુજરાતીમાં જ લેવાતા હતા સમય જતાં જેમ જેમ વિશ્વ આગળ વધતું ગયું તેમ તેમ ગુજરાતીની સાથે અંગ્રેજી વિષય અને હિન્દી વિષય પણ ઉમેરાતા ગયા અને સાથે પરપ્રાંતિય પ્રદેશનાં લોકો જ્યારે ગુજરાતમાં આવીને વસવા લાગ્યાં ત્યારે હિન્દી ને હિન્દીમાં વાતો કરવાની અને ઇંગ્લિશમાં વાતો કરવાનું ખૂબ જ વધી ગયું ડેલી દરોજના રૂટિનમાં પણ શાકભાજીવાળો હોય તો શાકભાજીવાળા સાથે પણ આજે એવી ટેવ પડી ગઈ છે કે આપણે હિન્દીમાં જ બોલી શકીએ છીએ આ સામે ગુજરાતી વ્યક્તિ હોય તો પણ આપણે હવે આજે હિન્દી વધારે બોલતાં થઈ ગયા છીએ અને સમય જતાં આજે અંગ્રેજીનું મહત્ત્વ એટલું બધું વધી ગયું છે કે દરેક માબાપ એવું ઈચ્છે છે કે મારું બાળક આખા વિશ્વમાં કશે પણ જાય તો ત્યાં તેને મુસીબત નહીં પડે એના માટે અંગ્રેજી શાળામાં જ મૂકવામાં આવે છે સાથે એક હિન્દી અને ગુજરાતી વિષય હોવા છતાં પણ એ લોકોનું પ્રભુત્વ અંગ્રેજીનું જ રહેલું હોય છે આજે હિન્દી આજે આખા ભારતમાં તમે કશે પણ જાઓ તો હિન્દી અને અંગ્રેજી આ બે ભાષાઓનો બે ભાષાઓનું વર્ચસ્વ ઘણું છે એટલે બાળક કે કોઈપણ વ્યક્તિ કશે પણ જાય તો એને હિન્દી આવડવું જરૂરી છે એના માટે આપણે ગુજરાતી ભાષા એક પ્રદેશ પૂરતું જ રહ્યું છે તો એ ગુજરાતી ધીરે ધીરે દરેક માનસ પરથી ભુંસાવા માંડ્યું છે આજે નાનું બાળક પણ એવું જ ઈચ્છે છે સ્કૂલમાં જાય છે શાળામાં જાય છે તો જ સામે સાથે બીજા બધા ભાષાઓને ના બાળકો પણ એટલાં હોય છે કે એ પોતાનું ગુજરાતી બોલવાનું ભૂલીને અંગ્રેજી અને હિન્દીમાં જ વાતો કરવા માંડે છે અને બીજું કે એ એ અંગ્રેજી અપનાવવાથી પણ એ લોકોને એવું લાગે છે કે જાણે અમે ઘણા આગળ નીકળી ગયા છીએ પણ ગુજરાતી ભાષા આજે ભણનારા ખૂબ ઓછાં બાળકો રહ્યાં છે અને ખૂબ ઓછી સ્કૂલો રહી છે ખાલી ગુજરાત ગવર્મેન્ટની સ્કૂલો જ ખાલી એ રહી છે બાકી બધી પ્રાઇવેટ સ્કૂલો આજે અંગ્રેજી ભાષાની જ થઈ ગઈ છે જે એક આપણે દુખદ કહેવાય કે આજે ગુજરાતી ભાષા ધીરે ધીરે લુપ્ત થવા માંડી છે આપણે ઘણા બધા પ્રયત્નો કરીએ છે છતાં પણ આજે ગુજરાતી ભાષા ખૂબ ઓછું બોલનારા છે અને હિન્દી ને અંગ્રેજી વધારે બોલનારા છે